મેં તમારી ઓનલાઈન એપમાંથી એક બર્ગર એક ફ્રેંચ ફ્રાઈસ એક ફાઇવ ચીઝી પીઝા એક ફાર્મ ફ્રેશ પીઝા અને એક કોલ્ડ ડ્રીંક ઓડર કરેલ છે મેં મારા ગૂગલ પે એકાઉન્ટમાંથી તેની ચૂકવણી કરેલ છે પરંતુ ગૂગલ પે તરફથી અથવા તો તમારી એપ તરફથી કોઈપણ મેસેજ ચૂકવણી થયાનો મને મળેલ નથી તો શું તમે મારા આ ઓડર આઈડી નંબર બે ચાર પાંચ છ ત્રણ એક શૂન્ય નવ સાતનું ઓડર માટેની ચૂકવણી સફળ થઈ છે કે નહીં શું તમે મને જણાવશો